ગુજરાતી એ ગુજરાત રાજ્યમાં બોલાતી મુખ્ય ભાષા છે આ નામ એ ગુર્જર ગુર્જર લોકો પરથી પડ્યું હતું તેઓ પાંચમી સદીમાં ગુજરાતમાં વસ્યાં હતાં આ દુનિયામાં વસતા પાંચ કરોડથી વધુ ગુજરાતીઓ ગુજરાતી ભાષા બોલે છે ભારતમાં મુખ્ય બાવીસ ભાષાઓ છે જેમાં ગુજરાતીનું સ્થાન એ મોખરે છે આમ જોઈએ તો ગુજરાતી ભાષામાં મોટા ભાગના શબ્દો સંસ્કૃત ભાષામાંથી લીધાં છે ગુજરાતી ભાષાના શબ્દ એ સંસ્કૃત અક્ષરની ઉપર આડી લીટી હોય છે તે ગુજરાતી ભાષાના શબ્દ નથી હોતાં આમ જોઈએ તો ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા માતૃભાષા ગુજ ગુજરાતી હતી ગુજરાતી ભાષાનો ઇતિહાસ તપાસતા બારમી સદીની માહિતી મળે છે આમ જોઈએ તો તે ત્રણ સમયગાળામાં વહેંચી શકાય પ્રાચીન સમયની મધ્ય અને અર્વાચીન ગુજરાતમાં અલગ અલગ ભાષાઓ બોલતા લોકો વસે છે પરંતુ ગુજરાતી ભાષા એ સૌથી મોખરે સ્થાન ધરાવે છે ગુજરાત એ મુસ્લિમ રાજય કરતા હોવાથી ઉર્દૂ અને પારસી ભાષાઓનો વધુ પ્રમાણ થયો હતો આમ જોઈએ તો ગુજરાતમાં આવી અને વસેલા પારસીઓ સંસ્કૃત ભાષા બોલતા હતા અર્વાચીન ભાષા એ સત્તરમી સદીમાં ગુજરાતી ભાષાનો અર્વાચીન સમય શરૂ થયો હતો આમ જોઈએ તો અંગ્રેજોના આગમન પછી અંગ્રેજોના આગમન પછી બ્રિટિશોમાં ઠગની છાંટ આવવા લાગી ગુજરાતી ભાષામાં અનેક આધુનિકતાની શરૂઆત થઇ હતી આમ જોઈએ તો કેટલાક લોખંડી પુરુષો જેવાં કે નર્મદાશંકર લાભશંકર દવે લેખક નર્મદ શંકર મેહતા લાભશંકર દવે વગેરે લોકો મુખ્ય હતા આમ જોઈએ તો ગુજરાતીનો ઉપયોગ એ સાહિત્ય અને શિક્ષણ માટે દેવનાગરી લિપિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ગુજરાતના અલગ અલગ પ્રદેશો ગુજરાતની ભાષાને અલગ અલગ રીતે બોલાતી હતી આમ જોઈએ તો પ્રાચીન અને પ્રામાણિક ગુજરાતી એ સૌરાષ્ટ્રની ગુજરાતી વગેરે ભાષાઓ બોલાતી આમ જોઈએ તો ગામડાઓની ભાષામાં ગ્રામ્ય સંસ્કૃતિ ઉત્તર ભરૂચની ગુજરાતી ચરોતરની વગેરે વડોદરા અમદાવાદ પાટણની વગેરેમાં જોવા મળે છે ગુજરાતી ભાષા આમ જોઈએ તો પ્રમાણિક ગુજરાતી સૌરાષ્ટ્રની ગુજરાતી ભાષા જોવા મળે છે ગુજરાતી સાહિત્ય ત્રણ પ્રકારે વેચવામાં આવે છે આમ જોઈએ તો પ્રેમાનંદ ભટ્ટ શ્યામલાલ દાસ વગેરે ગુજરાતી ભાષાના કવિ રહ્યા છે આ રીતે ગુજરાતી ભાષા એ સમય જતા વધુ વિકસી છે અને પાંગળી બનતી ગઈ છે